હલો કેમ છો પ્રવીણ ભાઈ એ આપણે હંમ સાથે સાથે હવે નિવૃતિ સમયે કંઈક નવો વ્યવસાય શરૂ કરવો છે કે ગોળ કેવી રીતે બનાવાય તો

સાત્વિક અને શુદ્ધ બધાને સાત્વિક ગોળ મળી રહે એટલે આ તો કેવું છે એટલે ભાઈ આપણાં સુરતની આજુ બાજુમાં તો ઘણી બધી એવી સુગર ફેક્ટરી મિલ છે એટલે કે શેરડી અને એનાથી પહેલે શરૂઆત કરવાની એ બધી વાતો સમજવી ખૂબ જરૂરી છે અને બરાબર છે હમ હમ બરાબર હા એટલે ને ગુણવત્તા ગુણવત્તાયુક્ત ને પણ એ આપણે જે ઉપજ છે કે ઉત્પાદન મળી શકે બરાબર છે બરાબર ને અહીંયા દુનિયા માટે તો હાજી એના માટે પ્રવીણભાઈ આપણી જોડે પાછા એવા સારા કારીગરોની પણ જરૂર પડે કદાચ એ તો ગુજરાતમાંથી નહીં મળે તો ગુજરાત બહાર પણ આપણે ડોકિયું કરવું પડે અને એને રહેવા જમવાની બધી વ્યવસ્થા આપવી પડે મારા ખ્યાલથી બરાબર છે રાઇટ એવમ થઈ શકે હાજી હાજી અને ચૌદ વેચાણ માટેનું પણ વિચારવું પડશે પ્રવીણ ભાઈ વેચાણ માટેનું પણ વિચારવું પડે કે આપણે આપણે સમય શક્તિ નાણાં બધુ કામે લગાડી અને પછી આપણે વેચાણ કરીને એમાંથી કંઈક આપણને નફો થાય તો જ આપણું આ કાર્ય સિદ્ધ થાય અને સમાજને પણ એક સાત્વિક અને ગુણવત્તાયુક્ત ગોળ પહોંચાડી શકીએ બરાબર તો તમે હવે સુરત નવરા પડો ફુરસતના સમયે આવો એટલે આપણે આના પર વધારે ચર્ચા કરીને કંઈ નિર્ણય પર આગળ વધીએ જય શ્રી કૃષ્ણ